હાલો ગુડ ઈવનિંગ મેમ જી મેમ કઈ કાર માટે આપ ઈન્ટરેસ્ટેડ છો હ અથવા તો તમને કોઈ કાર માઈન્ડમાં ન હોય અથવા તો તમને કોઈ કાર માઈન્ડમાં ના હોય તો હું તમને સજેસન્સ આપી શકું મેમ

આઈ એમ ઓડેબલ અવાજ અવાજ આવે છે મારો ઓકે અને મુ જા હા જી મેડમ હું તમને છે ને ચાર પાંચ સવાલો પૂછીશ જેના પછી આપણે કંકલુઝન ઉપર આવી શકીએ અગર તમને અને તમારી ફેમેલીને કઈ કાર શૂટ રેસે તો મેડમ હું તમને થોડા સવાલો કરી શકું એમ તમારે ફેમિલીમાં કેટલા મેમ્બર છે અત્યારે ઓકે તમે બે જ લોકો છો ગુડ મેડમ જે કાર ડ્રાઈવ કોણ કરશે તમે ડ્રાઈવ કરશો કે જે અધર પર્સન છે એ ડ્રાઈવ કરશે મોસ્ટલી ઓકે તો મેડમ તમારો સિટીમાં યુઝ વધારે હોય કે હાઈવે ઉપર યુઝ વધારે હોય તમારે ગાડીનો ઓકે સિટીમાં યુઝ હોય મેડમ તો હું તમને અને બે જ મેમ્બર છો તમે તો હું તમને સજેસ કરીશ બલીનો કાર અને એમાં બલીનોની અંદર હું તમને ઓટોમેટિક સજેશ કરીશ કારણ એનુ એ છે કે તમારે સિટી ડ્રાઈવ વધારે હોય છે અને તમે બે લોકો છો તો તમને વારે વારે ગિયર ચેન્જ કરવાં માટે એ કે કો ચેક ના કરવું પડે અને તમે બમ્પર ટુ બમ્પર ટ્રાફિક હોય તો ફ્લુએન્ટલી ઈઝીલી તમે ગાડી એમાં ચલાવી શકો બરોબર છે મેડમ સોરી બલેનોની અંદર હાં બલેનોની અંદર છે મેડમ ત્રણ વેરિયન્ટ આવે છે ઓટોમેટિકમાં પેલું મોડેલ છે ડેલ્ટા સેકેન્ડ છે ઝીટા અને ટોપમાં ટોપ મોડેલ છે આલ્ફા ડેલ્ટા મોડલની અંદર બેઝિક ફેસેલીટીસ બધી મળી આવી જશે તમને જેમ કે એ પાવર વિન્ડો આવશે બધી પછી ઓટો કલાઈમેટ આવી જાશે એસી જે અત્યારે હાં સિઝન અત્યારે જ્યારે ઉનાળામાં તડકોનું કે એ પ્રમાણે વધારે હોય તો એ તમારું ઘરના એસીની જેમ ટેમ્પરેચર એમાં ઓટોમેટિક ઈ જ મેન્ટેન રાખશે પછી એજીએસ ઓટો ટ્રાન્સમિશન આવશે કે જે તમને મેન્યુઅલ કારમાં જેટલી માઈલેજ મળે એટલીજ માઈલેજ તમને ઓટોમેટિક તમને એની અંદર તમને એજીએસની અંદર મળે અને પ્લસમાં તમને ઓટોમેટિકના કન્વીએસ કન્વિનયન્સ છે એ પણ તેમાં મળી રે સેફટી માટે હા સેફટી માટે બે એરબેગ છે ફ્રન્ટમાં એબીએસ પ્લસ એબીડી બ્રેકિંગ સિસ્ટમ છે અને હા હાં એવું હોય તો તમે હાં રૂબરૂ શોરૂમની વિઝિટ કરજો ત્યાં હું તમને ટેસ્ટ રાઈડ ને બધું આપી દઈશ ઓકે થેન્ક યુ